જો તમે પાક વીમા પોલિસી લીધી છે અને તમારે તમારો બેન્ક એકાઉન્ટ અપડેટ કરવું છે તો સૌપ્રથમ તો પાક વીમા પોલિસીની ઓનલાઈન પોર્ટલ પર લૉગ ઇન થવું ત્યારબાદ તેમાં પેમેન્ટ વિભાગ પર જઈને તમારા નવા બેન્ક એકાઉન્ટની વિગતો ભરો અને તે અપડેટ કર્યા બાદ એમાંથી તમારા પ્રીમિયમની રકમની ચુકવણી કરો ત્યારબાદ તમે તેની ખરાઈ કરો કે ચુકવણી યોગ્ય રીતે થઈ છે કે નહીં